હા હું નાણાં બચાવવા માટે સક્ષમ છું કારણ કે હું જેટલું કમાઉં છું એટલું હું ઘણુંખરું કમાઈ લઉં છું થોડુંક માપનું તો જેથી હું જે મારા ખર્ચા છે એ હું માપના કરું છું અને જોઈ વિચારીને જગ્યાએ પૈસા વાપરું છું અને મારી જોડે એફડી એચ કોઈ એવી બહુ મોટી છે નહીં જે નાની જ છે જે હું મારી બચતમાંથી મેં ભેગા કરી એફડી કરેલી એ મારી જોડે એફડી છે બાકી હું જે કમાઉ છું એમાંથી હું થોડુંઘણું બચત કરી લઉં છુંને મારા કોઈ એવા આડા અવળા કોઈ ખર્ચા નથી કે જેથી મને તકલીફ પડે